ટેલિવિઝન પર મારો મનગમતો કાર્યક્રમ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છે તે મને જોવા માટે એટલે ગમે છે કે તેમાં પરિવારનો સંપ બતાવે છે સોસાયટીનો સંપ છે પછી જે તહેવારો આપણે ઉજવીએ છીએ એ પણ એમાં સંપીને ઉજવવા માટે બતાવે છે કેવા હોંશ હુલ્લાસથી બધાં ઉજવે છે તેમાં અને કોમેડી પણ એટલી જ બતાવે છે જે જોઈને આપણને મનોરંજન થાય છે જેનાથી આપણને કંટાળો પણ નથી આવતો ટેલિવિઝનમાં બીજા બધા સીરીઅલ્સને ને રિયાલિટી શોઝ છે પણ તેમાં કોમેડીને એવું બધું નથી આવતું એટલા માટે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા મારો મનગમતો કાર્યક્રમ છે ટેલિવિઝનમાં